નિરોગી અને તંદુરસ્ત રહેવા માટે આપણે આપણા જીવનની અંદર યોગનું ખૂબ જ મહત્ત્વ છે યોગ ભગાવે રોગ એ માહિતી મુજબ આપણે રોજના રોજ રોજ સવારે પાંચ વાગી ઉઠીને યોગ કરવા જોઈએ કસરત કરવી જોઈએ આસનો કરવા જોઈએ અને હંમેશાં પ્રણાયમ કરવા જોઈએ રોજ રોજ સવારમાં ઉઠીને આપણા જીવનને તંદુરસ્ત રાખવા માટે નિરોગી રહેવા માટે આપણું મનોબળ મનોબળ તંદુરસ્ત રાખવા માટે આપણે શારીરિક માનસિક સ્થિતિ તંદુરસ્ત રાખવા માટે આપણે વિવિધ પ્રકારની રોજ કસરત વિવિધ પ્રકારની એટલે કે રોજે રોજ અલગ અલગ પ્રકારની કસરત કરવી જોઈએ જીવનમાં નિરોગી રહેવા માટે કસરતનું એટલું બધું મહત્ત્વ છે કે આદિ અનાદિ કાળથી આદિ અને આદિ અનાદિ કાળથી ઋષિ મુનિઓ ઋષિ મુનિઓ તંદુરસ્ત રહેવા માટે કસરત કરતા હતા યોગ કરતા હતા બાબા રામદેવ અભિશ્વ ગુરુ બાબા રામદેવ પતંજલિ યોગ સમિતિને પતંજલિ યોગ જે ચલાવે છે એ બાબા રામદેવે આપણા જીવનની અંદર તંદુરસ્ત રહેવા માટે નિરોગી રહેવા માટે વિવિધ પ્રકારના આસનો પ્રાણાયામ આપણને શીખવ્યા છે જેમકે હલાસન છે સ્વર્ગાસન છે મયુરાસન છે પદ્માસન છે પર્વતાસન છે વૃક્ષાસન છે તાડાસન છે તાડાસન વૃક્ષાસન શુબ્તોબદ્રાસન વદ્રાસન જેવા વિવિધ પ્રકારના આસનો શીખવ્યા છે એ આસનોથી આપણું શરીર કાયમ માટે નિરોગી અને તંદુરસ્ત રહે છે આપણે આપણા જીવનને તંદુરસ્ત રાખવા આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે વધુ પડતા લીલા શાકભાજી ખાવા જોઈએ ખાવા ખાવા પીવાની બાબત પર ધ્યાન આપવું જોઈએ વધુ પડતા કેલરીવાળો ખોરાક ન ખાવો જોઈએ મોટા ભાગે લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ જેથી કરીને આપણું શરીર તંદુરસ્ત અને નિરોગી રહેશે આપણા જીવનની અંદર આપણું શરીર નિરોગી ને તંદુરસ્ત રહે એ માટે વહેલી સવારે આપણે હંમેશાં પાંચ વાગે ઉઠી જવું જોઈએ પાંચ વાગે ઉઠ્યા બાદ આપણે કસરત કરવી જોઈએ યોગા કરવા જોઈએ પ્રાણાયામ કરવા જોઈએ અને થોડું ઘણું ભક્તિમય વાતાવરણ ઊભું કરવું જોઈએ સાંજથી માડીને સવારથી માડીને સાંજ સુધી આપણે આપણા જીવનમાં સારા એવા કાર્યો કરવા જોઈએ વહેલા સૂઈ વેહલા ઊઠો વહેલા સૂઈ વહેલા ઊઠો મનબુદ્ધિને બળબુદ્ધિને તન વધે ધન વધે સુખમાં રહે શરીર વહેલા સૂઈ વહેલા ઊઠો બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર આપણે વહેલા ઉઠી જવું જોઈએ અને સાંજે વહેલા સૂઈ જવું જોઈએ આપણે વહેલા ઉઠીને પહેલાં શું કરવું જોઈએ તો આપણે બને ત્યાં સુધી વહેલા ઉઠીને ગરમ પાણી પીવું જોઈએ બેથી ત્રણ ગ્લાસ ગરમ પાણી જું ગરમ પાણી પીવું જોઈએ અને ગરમ પાણી પીધા બાદ આપણે ડાબા પડખે સુઈ જવાથી એ પાણી તરત જ પચી જતું હોય છે અને જમ્યા પછી જમ્યા પછી આપણે કાં તો ડાબા પડખે સૂવું જોઈએ એટલે એટલે તેને વામવૃક્ષિ કહેવામાં આવે અથવા ડાબા પડખે સૂવો અથવા વદ્રાસન કરો વદ્રાસન કરવાથી આ એક વદ્રાસન કરવાથી આપણે જે કે ખોરાક ખાયેલો છે તે ખોરાકને પૂરે પૂરું બળ મળે છે અને ખાધેલો ખોરાક આપણને પચી જાયે છે આ એક આસન એવું છે કે જમ્યા પછી તરત જ કરવામાં આવે છે એ આસનનું નામ છે વદ્રાસન આપણે ખોરાકની સાથે સાથે દિવસની અંદર આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ પાણી પીવું જોઈએ જમ્યાના એક કલાક પહેલાં કે અડધો કલાક પહેલાં પાણી પીવું જોઈએ જમ્યા જમતાં જમતાં પાણી ન પીવું જોઈએ અને જમ્યા પછી એક કલાક પછી પાણી પીવું જોઈએ જો આપણે જમતા જમતા પાણી પીએ તો આપણને જઠરાગ્નિ છે એ પ્રબળ હોય છે અને એ પ્રબળ જઠરાગ્નિને જમતા જમતા પાણી પીવાથી જઠરાગ્નિ આપણી મંદ પડી જાયે છે જેમકે આપણે કોઈ વાસણની અંદર ખોરાક રાંધવા માટે મૂકતાં હોઈએ છીએ ત્યારે આપણે કંઈ મૂઠી મૂઠી ભરીને પાંચ મિનિટ પછી બીજી પાંચ મિનિટ પછી બીજી પાંચ મિનિટ પછી આપણે મૂઠી મૂઠી અનાજ નાખતાં જતા હોય છે તો એ અનાજ પૂરે પૂરું એ ખોરાક પૂરે પૂરું સડતો નથી પણ શું થાય છે ચડી જાય છે સડવાના બદલે ચડી જાય છે ચડવાના બદલે સડી જાયે છે એવી રીતે આપણા ખોરાકની અંદર જમતા જમતા પાણી પીવાથી ખોરાક અંદર પચતો નથી પણ એનાથી આપણને કબજિયાત થાય છે એ કબજિયાતના લીધે આપડા શરીરના અંદર વાયુ પેદા થાય છે એ એ કબજિયાતના લીધે આપણા શરીરના અંદર વિવિધ પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે એના કારણે હંમેશાં આપણે જમતાં જમતાં પાણી પીવું જોઈએ નહીં અને જમ્યા પછી પણ પાણી ન પીવું જોઈએ જેમકે જ્યારે આપણે જમતા હોઈએ છે ત્યારે આપણો જઠરાગ્નિ એટલો બધો પ્રબળ હોય છે એટલો બધો પ્રબળ હોય છે એટલો બધો પ્રબળ હોય છે કે આપણા ખોરાકને એ પચવામાં ખૂબ જ કાર્યરત બની જાય છે અને જો એના પર ઠંડો પાણી રેડી દેવામાં આવે તો તે જઠરાગ્નિ શાંત થઈ જાય છે એ જઠરાગ્નિ શાંત થવાના લીધે આપણે જે ખાધેલો ખોરાક છે આપણે જે આરોગેલો ખોરાક છે એ ખોરાક ચડતો નથી પણ અંદર સડે છે એ સડવાના કારણે આપડા શરીરની અંદર વિવિધ પ્રકારના રોગો ઉત્પન કરે છે જેથી કરીને જમ્યા પછી તાત્કાલિક પાણી પીવું જોઈએ નહીં આપણે જમતી વખતે બપોરે જ્યારે જમીએ છીએ ત્યારે જમતી જમવાની સાથે સાથે થોડો સલાડ લેવો જોઈએ સલાડ યાની કે કચુંબર કચુંબર લેવો જોઈએ જમતાં જમતાં આપણે છાસ પીવી જોઈએ અને થોડું દહીં પણ ખાવું જોઈએ પણ સાંજે જમતી વખતે દહીંનો ઉપયોગ કરવો નહીં સાંજે સાદો ખોરાક લો જેમકે ખીચડી કડી એકદમ સાદો ખોરાક લો અને સાંજે દહીં તમે દહીંની જગ્યા પર દૂધનો ઉપયોગ કરી શકો છો જો તમને જલ્દી ઊંઘ ના આવતી હોય સારી ઊંઘ ના આવતી હોય તો તમારે સાંજે ઊંઘતા પહેલાં જમ્યાના એક કલાક પછી એક ગ્લાસ દૂધ ગરમ કરો અને એની અંદર એક ચમચી હળદળ નાખીને આ હુંફાળું દૂધ પીવાથી તમને અને અમને જે કંઈ આ દૂધ પીએ છે એમણે બધાને સરસ મજાની ઊંઘ આવી જાય છે અને આપણે વહેલા ઉઠી જઈએ છીએ આમ આપણા જીવનની અંદર ખોરાક સાદા ખોરાકનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ આપણા ખોરાકની અંદર તંદુરસ્તી સારી રહે આપણું મનોબળ સારું રહે એવો ખોરાક લેવો જોઈએ મોટે ભાગે લીલા શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ ક્યારેક ક્યારેક પ્રોટીનયુક્ત ખોરાક બી લેવો જોઈએ ઘણા લોકોને દૂધ નહીં ભાવતું પણ દૂધ એક સંપૂર્ણ આહાર છે દૂધની અંદર વિટામિન સી સિવાયના દરેક વિટામિન મળે છે એટલે વિજ્ઞાનિકોએ કીધું છે આપણા વડવાઓએ કીધું છે આપના પૂર્વજોએ કીધેલું છે કે દૂધ એક સંપૂર્ણ આહાર છે જેથી બધા લોકોએ તંદુરસ્ત રહેવા માટે દૂધનો ખાસ ઉપયોગ કરવો જોઈએ તંદુરસ્ત અને નિરોગી રહેવા માટે રાત્રિના ભોજનમાં જો એકદમ સાદો જમવાનો હોય તો અતિઉત્તમ એટલે કે સાદી ખીચડી દૂધ મિક્સ જાંજરની ખીચડી હોય એ વધુ સારું સારું છે અને તે જલ્દીથી પચી જાય છે સંતુલિત વજન રાખવા માટે સ્વસ્થ વજન જા જાળવવા માટે તંદુરસ્તી માટે નિયમિત કસરત સંતુલિત પોષણ અને સક્રિય જીવનમય રહેવું જોઈએ તંદુરસ્ત રહેવા માટે આપણે વજન ઘટાડવામાં વજન ઘટાડવો જોઈએ ચહેરા પર ચમક ચમક અને ચહેરા પર તંદુરસ્ત રહેવા માટે વિવિધ વિકલ્પો નિરોગી રહેવાની પ્રણાલીઓ આપણે ખૂબ જ ઉપયોગી છે એ પ્રમાણે આપણે આપણા જીવનમાં તંદુરસ્ત રહેવા માટે આપણી જીવનશૈલી પણ બદલવી જોઈએ સાદો ખોરાક સાદું જીવન એ જ તંદુરસ્ત રહેવા માટે ઉપયોગી વસ્તુ છે સવારમાં ઉઠીને તંદુરસ્ત રહેવા માટે આપણે નાહી ધોઈ કસરત કરીને ભગવાનનું નામ પણ લેવું જોઈએ અને રોજ એક વખત ધ્યાન કરવું જોઈએ ધ્યાન કરવાથી પણ વિવિધ પ્રકારના આપણને ખૂબ જ ફાયદા થતા હોય છે આપણે જો આપણું જીવન દવા વગર તંદુરસ્ત રાખવું હોય આપણાં જીવન કોઈ પણ જાતની દવા ન લેવી હોય તો દૂધ ઘી અને તેલ ખાવા જોઈએ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજાવ્યું છે કે જીવન શૈલીમાં આહાર વિહાર અને આચારનું ખૂબ જ મહત્ત્વ છે અને નિરોગી રહેવા માટે એટલું જ વજન નિયંત્રણ માટે તંદુરસ્ત આહાર જરૂરી છે ત્યારે તેણે નિયમિત શારીરિક પ્રવૃત્તિ અને સારી પ્રવૃત્તિ સાથે આપણને જોડાવું જોઈએ